રસોડું એટલે ઘરનું એક સૌથી મુખ્ય જગ્યા કહીએને તો ઈ રસોડું રસોડું શું કે જ્યાં આપણે ગમે તે વસ્તુ માટે ખાનપાન બનાવી શકીએ છીએ રસોડું છે એક સ્ત્રીનું શસ્ત્ર છેને એમ કંઈને તોકે સ્ત્રીની આખી જિંદગી રસોડામાં જ પસાર થતી હોય છે હવે રસોડામાં હોય તો રસોડામાં કેટલાં બધાં વાસણો હોય કે જેથી સ્ત્રી અલગ અલગ વસ્તુ બનાવી શકે છે હવે આજના જમાનાની વાત કરીએ તો કિચન સેટ આવી ગયાં છે કિચન સેટમાં શું ચમચી ચમચો થાળી વાટકા તપેલી પછી પેલા નોનસ્ટિક વાસણએ અત્યારે આવી ગયાં છે પણ ઈ બધાં કરતાં આપણે પહેલાના જમાનામાં જઈએ તો સૌથી બેસ્ટ હતા માટીના વાસણો હવે ઈ બધાંએ વાસણો જે કુંભાર હોય કુંભાર હોય છે ઈ પોતાનું ચાકડા ચાકડા દ્વારા ઈ પોતાની વસ્તુ બધી માટી હોય માટીને ભીની કરી એને સરસ રીતે મસળી અને એમાંથી વાસણો બનાવતાં હોય છે તો ઈ વાસણો જે હતાં એમાં કેટલું આપણે શરીર માટે ઈ સારું હતું કે એના દ્વારા આપણને ઘણાં બધાં પોષણ તત્વો મળતાં કે માટીના વાસણમાં જમીએ તો એકતો માટી એટલે ઠંડી અને એમાંય આપણે શીતળ પાણી રાખીએ તો આપણે આજે પણ જોઈએજ છીએ કે પાણી રાખવા માટે આપણે ગોરાનો માટલું હોય છે તો માટલુમાં કેટલું સરસ ઠંડુ પાણી થઈ જતું હોય છે પણ આજના માણસોને ઈ નથી દેખાતું કે આપણે માટલાનો ઉપયોગ કરવો જોએ પણ આજના માણસો ફ્રિજનો ઉપયોગ કરે છે ફ્રિજમાં પાણી રાખે છે પણ ઈ ઠંડુ પાણી હોય છે ઇટ્સ ઓકે આપણને શરીરમાં ઠંડક મળે આપણને તૃપ્તિ થાય પણ ઈ પાણી ખૂબ જ આપણા શિર શરીર માટે હાનિકારક છે પણ આપણાં માટે બેસ્ટ શું કે માટલામાં ભરેલું હાંડામાં પાણી હોય ઈ બહુ સારું કેવાય છે અને હું તો ત્યાં સુધી માનું છું કે આપણા પૂર્વજોએ એમ કહેતા કે ત્રાંબાનો લોટો હોય એમાં તમે રાત્રે પાણી ભરી દ્યો અને આખી રાત ઈ તાંબા વાસણમાં પાણી ભરાએલું રહે અને સવારે તમે એને નેણાં કોઠે ઈ પાણીનું જો તમે ગ્રહણ કરો તો ઈ આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે હવે જો હું રસોડામાં રહેલા વિવિધ વાસણોનું વર્ણન કરું તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે કાંઇ પણ બનાવવું હોય તો એના માટે એક પાત્ર જોઈએ હવે તમારે રોટલી બનાવવી છે તો રોટલીના લોટ બાંધવા માટે કથરોટ હોય છે ત્રાંસ હોય છે કે જેમાં તમે એને લોટ બાંધી શકો છો અને એવું નથી કે આ ત્રાંસનો ઉપયોગ માત્ર રસોઈ બનાવવા જ થાય છે ત્રાંસનો ઉપયોગ તમે કથરોટમાં લગ્ન લગ્ન સમયે તમે જોતાં હશો કે પેલું પતિ અને પત્નીને જ્યારે કંસાર કરતાં હોય છે તો કંસાર સમયે ઈ ઈ ત્રાંસનો ઉપયોગ થાય છે કે એવી રીતે અલગ અલગ વસ્તુ છે ઈ માત્ર રસોડામાં નથી ઉપયોગમાં લેવાતી પણ ઘણી જગ્યાએ હવે સાણસીના ઉપયોગની વાત કરીએ આપણે તો સાણસી એટલે શું કે કોઈ ગરમ વસ્તુ છે તો ઈતો ગરમ વસ્તુની વાસણને ઉપાડવા માટે પણ આપણા લોકો તો શું સાણસીનો ઉપયોગ પકડ તરીકે ઉપયોગ કરી લેછે એટલે વસ્તુ છે ઈ માત્ર રસોઈ તરીકે નથી પણ કેટલા બધા અન્ય વસ્તુ તરીકે પણ આવે છે આપણે જોઈએ તો મુખ્ય તો આપણા ઘરમાં ફોક કે કાંટા હોય છે તો આપણે દેશી મુજબ તો શું કે આપણે હાથેથી ખાઈ ઈજ સારું પણ આજના લોકો ઈ બધું સ્વીકારતા નથી અને ફોરેનની કલ્ચર લેછે કે ભઇ નાઇફથીને ફોર્કથી બધું ખાવું તો ઓકે ઈ તમે ખાઓ પણ આપણને રિયલ સ્વાદ તો જે આપણે હાથેથી ચોળીને ખાધેલું હોય એમાંજ મળે છે એ ઉપરાંત આપણે પાટલાની વાત કરીએ વેલણ હોય છે તો જેના દ્વારા આપણે રોટલી કરીએ છીએ અને રોટલી શેકે રોટલો શેના ઉપર થાય તોકે લોઢી કે તાવડી આજના સમયે લોઢી આવી ગઈ કે કે જે લોખંડની હોય છે પણ પહેલાના સમયમાં તો લોકો શું કરતાં કે તાવડી હતી જે માટી હતી માટીમાંથી જ તાવડી બનાવતા એને એ તડકે સુકવતા અને સુકાઈ જાય એટલે એને ચૂલા ઉપર મૂકી અને એના દ્વારા આપણે એમાં રોટલો કે રોટલી કે સમથિંગ કંઇક કરતાં હવે બીજા વાસણોણી વાત કરીએ તો તાવીથા હવે તાવીથો એ કેટલું સરસ છેકે ભઇ તમારે રોટલી તમે પહેલાના જમાનામાં શું હતું કે બિચારી લેડિસ કંઈ કામ કરતી હોય તો રોટલી કે રોટલો કરે તો એને ઉથલાવવા માટે ક્યારેક એનો હાથ દાઝી જાય પણ આ જ્યાં તવીથા આવી ગયાં તો ફટ એના દ્વારા આપણે ઉલટાવી શકીએ છીએ ઈ રીતે ચીપિયો છે ચીપિયા દ્વારા પછી ખમણી તો પેલાના જમાનામાં તો બિચારી લેડિસ હતી એ ખાંડણી દસ્તાથી કેટલું ટોંચી ટોંચીને ચટણીઓને કરતી પણ આજના સમયમાં મિક્સર આવી ગયાં છે હા ઈ વાત અલગ છે કે તમે ટોંચિને વસ્તુ કરો તો એનો સ્વાદ અલગ હોય છે પણ આજનું તમે જુઓ છોકે સમય છે એ ખૂબ જ દોંળ ધાળયો ફાસ્ટ જાતો રહ્યો છે આ મિક્સરની એક સ્વિચ ચાલુ કયરી અને આપણું કામ પૂરું એ રીતે આપણે ખમણી જોઈએ તો ખમણી દ્વારા આપણે કેટલું સરસ રીતે બધું ખમણી શકીએ છીએ ગાજર છે આદું છે આદું તો આપણે દાળ શાકમાં નાખતા જ હોઈએ છીએ લસણને ટોચવા માટે હોય છે એ ઉપરાંત બીજા વાસણોની આપણે કાંઈ વાત કરીએ તો ચમચી છે તો ચમચી કેટલાં બધાં પ્રકારની હોય છે આપણને ખબર હોય છેકે ભગવાનની પૂજામાં આચમની હોય છે તો ઈ નાની એવી ચમચીને આચમની કે છે અને આજે તો તમને ખબર હોય છે કે કદાચ કોઈ ન્યુ બોર્ન બેબીનો જન્મ થાય છે તો એને છઠ્ઠીના સમયે એને નાના નાના ગ્લાસ અપાય છે નાની ચમચી અપાય છે નાનું એવું વાટકો અપાય છે અને કેટલાં બધાં વસ્તુઓ હોય છે અને આજે આપણે મોસ્ટ ઓફ તો સ્ટીલનો વાસણના ઉપયોગ કરતાં હોઈએ છીએ થાળી સ્ટીલની હોય પણ માણસો એટલા મોર્ડન બનતા જાય છે કે ઈ સ્ટીલને બધુએ છોડી અને પ્લાસ્ટિક અને કાચ ઉપર આવતા રહે છે હવે પ્લાસ્ટિકમાં આપણને ખબર જ છેકે પ્લાસ્ટિકના વાસણમાં જમવું એ આપણા માટે કેટલું નુકસાન છે કેમકે ગરમ ગરમ વસ્તુ તમે પ્લાસ્ટિકમાં નાંખો તો અફ કોર્સ એ પ્લાસ્ટિક ઓગળવાનું છે પણ એના કરતાં તમે ઈ કલ્ચર આપણું માણસો ફરીથી જાય છે કે પેલાના સમયમાં જો તાંબ્રમાં વાસણો હતાં એમાં લોકો ખાવાનું પસંદ કરે તો એ આપણે શરીર માટેય સારું છે અને ઈ બહું કોસ્ટલીએ હોતા નથી આપણને ખબર છેકે આજના માણસો કિચન સેટ લઈ આવે છે તો કિચન સેટ એટલે શું કે કાંચનું જે કિચન સેટ હોય છે હવે ઈ એને એકતો સાફ કરવાની માથા કૂટ બીજી ઈ બઉ કોસ્ટલી હોય છે બધા લોકોને પરવડે નો પરવડે પણ સામાન્ય આપણાં જે વાસણો હોય છે ઈ બધાંયને કેટલા કામ આવે છે પછી પેલાના સમયમાં આપણે છાસ અત્યારે તો શું હોય છેકે છાસ કરવા માટે એક બ્લેન્ડર ફેરવો અને થઈ ગ્યું પણ એની જગ્યાએ ઝેણીનો ઉપયોગ કરીએ તો ઈ છાસમાંથી કેટલું માખણ થાય અને પેલાના સમયમાં વલોણાં હતાં કે જેના દ્વારા સ્ત્રીઓ સામે સામે રહી અને છાશને વલોવતી હતી એમાંથી માખણ કરતી હતી એ રીતે ઘણાં બધાં વાસણોને આપણે અલગ અલગ રીતના ઉપયોગ કરી શકીએ છીએ તો રસોડું એ સ્ત્રીને માટેનું શાસ્ત્ર કહેવાય કે જેના દ્વારા ઈ ઘણે બધું પોતાની વસ્તુને આગળ ધકેલી શકે છે